અમારી પાસે પાંચ વીઘા જમીન છે હવે અમારી જમીન એવી જગ્યાએ છે કે જ્યાં નહેરનું પાણી આવતા બહુ વાર લાગે એવું છે તેથી અમે કૂવો ખેતરમાં જ કૂવો બનાવ્યો છે અને તેમાંથી તો જૂની પધ્ધતિ દ્વારા અમે બળદનો ઉપયોગ કરીને કોસ દ્વારા પાણી એમાંથી બહાર કાઢતા હતા પણ હવે એ બળદની બહુ દેખરેખ થતી નથી ને એવી બધી બહુ તકલીફો થાય છે એટલે એવું વિચાર્યું કે ચલો એના કૂવા ઉપર આપણે મોટર બેસાડીએ અને એ મોટર દ્વારા આપણે પછી પાણી બહાર કાઢીએ હવે એમાં પણ પાછી તકલીફ છે એક તો વિજળીનું બીલ બહુ જ આવે અને બીજું કે ગવર્મેન્ટ આ થ્રી ફેઝની વિજળી છે ને ઘણી વા લગભગ રાત્રે આપે છે એ લોકો બે વાગ્યે આપે ત્રણ વાગ્યે આપે સપ્લાય આપે વીજળીનો અને ત્યારે પછી ખેતરમાં પાણી વાળવા જવું પડે મોટર ચાલુ કરી શકીએ અને પછી પાણી વાળવા ત્યારે અમારે જવું પડે હવે આ તકલીફ તો બહુ મોટી કહેવાય અને વિજળીનું બીલ પણ એટલું બધું આવે એટલે આ બધી બહુ મુશ્કેલીઓ હતી એટલે એવો વિચાર આવ્યો કે ચલો આપણે હવે ગવર્મેન્ટ સૌર ઊર્જા માટે સબસીડી આપે છે તો એ આપણે અપનાવીએ તો બહુ સારું કહેવાય કે સૌર ઊર્જા થી મોટર ચલાવવી એવું અમે નક્કી કર્યુ છે અને અમે સબસીડી માટે ફોર્મ બોમ બધું ભરી દીધું છે અને લગભગ મંજૂર થઈ જશે એટલે અમે અમારા કૂવાઓમાં જે મોટર મૂકેલી છે તે અમે પછી સૌર ઊર્જાથી ચલાવીશું અને તે પેનલો જે મુકી હશે ને એની નીચે પણ અમે કંઈક એવો પાક લઈ શકીશું એટલે એ જમીન અમારી વેસ્ટ નહીં જાય પેનલો મૂકી હશે તે એટલે એ પણ અમને એક પાછો ફાયદો તો થશે જ એટલે આમાં અમારે કંઈ ગુમાવવું નથી ગુમાવવું નહીં પડે સૌર ઊર્જાનો ઉપયોગ કરીશું એટલે અને બીલ તો અમને આવશે નહીં અને એક અમે નેચરલ ઊર્જા મેળવી એનો એક અમને બહુ મો સંતોષ થશે એટલે આવો અમે એક વિચાર કર્યો છે અને ટૂંક સમયમાં એ અમલમાં પણ આવી જશે